મેં મારા નૃત્યની શરૂઆત હું જ્યારે પંદર વરસની હતી ત્યારથી મેં મારા નૃત્યની શરૂઆત કરી દીધી છે કારણ કે ત્યારથી મેં લઈને પંદર વરસથી લઈને અત્યારે ત્રેવીસ ચોવીસ વરસ સુધી હું મારો હજી અત્યારે બી ભરત ભારત નાટ્યમ નો પ્રોગ્રામ ચાલે છે હું પંદર વરસની હતી ત્યારથી મને ભારત નાટ્યમની તાલીમ આપવામાં આવી છે આવી હતી ભરત નાટ્યમના જે બેઝિક વસ્તુઓ છે તેઓ મેં પંદરના હતા ત્યારથી સ્ટાર્ટ કર્યું હતું પંદર વરસ પહેલાં પણ મેં વિચાર્યું હતું કે મારે ભરત નાટ્યમ કરવું છે પરંતુ ભણવાને કારણે પછી મેં પછીથી શરૂ કરી અને હું પંદર વરસ પછી પંદર વરસના હતા ત્યારથી મેં મારા ભારત નાટ્યમની શરૂઆત કરી દીધી છે અને બહુ સારી રીતે મારું જે ઈ જે ડાન્સનું જે નૃત્યનો જે જર્ની છે એ સારી રીતે ચાલે છે અને હું એવું પણ ઈચ્છું છું કે હું અમુક વર્ષો સુધી જ્યાં સુધી મારાથી થાય ત્યાં સુધી મારે ભારત નાટ્યમ કરવું જ છે અને ભારત નાટ્યમ મને ખૂબ ઇન્સ્પાયર કરે છે મતલબ ખૂબ ઈ મા મને પોતાના જીવનની અંદર ખૂબ મદદગાર કરે છે અને ભારત નાટ્યમ સિવાય પણ હું એવું ઈચ્છું છું કે મને બીજા બધા બી ડાન્સ મારે શીખવા જોઈએ ભરત નાટ્યમ મારા માટે સૌથી પહેલાં છે અને હું મારા જર્નીની અંદર હું પચાસથી સાઠ વરસ રઈશ ત્યાં સુધી પણ ભરત નાટ્યમ શીખીશ અને મારી ઈચ્છા તો કલાગુરુ બનવાની છે